યોગ માટે હું સામાન્ય રીતે આસ્થા ચેનલ પર યોગાસનના પોગ્રામ આવતા હોય છે એ જોઉં છું અને સાથે યુટ્યુબમાં પણ અમારો એક યોગા ગ્રુપ છે એ યોગા ગ્રુપની જે ચેનલ છે એમાંથી હું વીડિયો જોઈને યોગ શીખું છું તથા યોગ શીખતી વખતે લાંબો સમય શ્વાસ રોકી રાખો એમાં ઘણી વખત મુશ્કેલી પડે છે તથા અઘરાં આસનો અમુક એવાં હોય છે કે જે શીખવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે